અમે ખૂબ અમે એવા પ્રકારના છોડન નું અને વેલા ઉગાડવા માંગીએ છીએ કે એવા છોડવા કે જે સુશોભિત લાગે તેમજ ફૂલ પણ આપે અને ખૂબ જ સુંદર દેખાય અને એનો ફૂલ અને પાનનો પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ સાથે એવા વેલા ઉગાડીએ કે એ સાથે આપણને કંઈક મળી રહે કારણ કે જેમ કે દૂધીનો વેલો ગલકાનો વેલો એવા વેલા શાકભાજીના વેલા અમે ઉગાડવા માંગીએ કે જેનાથી અમને શાકભાજી પણ મળે તેમજ લીલોતરી પણ લાગે અને ખૂબ જ સુંદર દેખાય એવા વેલાઓ અને એવા છોડ અમને ઉગાડવા ખૂબ જ ગમે છે એમાં નાના ફૂલછોડ ઉગાડવા તો મને ખૂબ જ ગમે છે જેમ કે કરણ છે જાસુંદ છે સૂર્યમૂખી છે અથવા તો નાના નાના બોગન વેલ છે ચંપો છે મોગરો એવા નાના નાના છોડવા તુલસીનો છોડ છે એવા છોડવા નો મને ખૂબ જ ગમે છે અને મારા ઘરઆંગણે ખૂબ જ બધા છોડવા મેં ઉગાડેલા છે